ગુજરાત રાજ્યમાં કલા અને સંકૃતિના વિકાસને ટેકો આપતા મુખ્ય કલા સમર્થન ટ્રસ્ટ માં ગુજરાત રાજ્ય રૂરલ ડેવલપમેન્ટ કાઉન્સિલ પછી નટરાજ કલા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ પછી ગુજરાત કેળવણી ટ્રસ્ટ જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેસન છે જે શિક્ષણ અને ચાઇલ્ડ એન્ડ યૂથ ડેવલપમેન્ટ બાળકો અને યુવાનોના ડેવલપમેન્ટ માટે કાર્ય કરે છે પછી આસ્થા ફાઉન્ડેશન છે કર્મયોગ કરીને છે એક નટરાજ કલા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ છે એકતા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ છે સાબરકાંઠા જિલ્લામાં પણ એજ્યુ એક પંચમહાલ ગોધરા વગેરેમાં એકતા ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરે છે બ્લાઇન્ડ પીપલ એસોસીએસન ઓફ ઇન્ડિયા એ એક ટ્રસ્ટ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે એનજીઓ છે પછી સુમન કલા ટ્રસ્ટ સુ નાટ્ય સુમન કલા ટ્રસ્ટ છે પછી બરોડામાં સુરતમાં ઓપા સ્કોપા કરીને ટ્રસ્ટ છે વડોદરામાં પર્યાવરણ સુરક્ષા આવામ કલ્યાણ ટ્રસ્ટ વૃંદા ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ આ બધા નોન પ્રોફિટેબલ ટ્રસ્ટ છે